ખરેખર તો કહુંને તો હું મારા બાળકોને મારા બગીચા સાથે સરખાવું છું જેમ ગુલાબ મોગરા જાસૂદ બધાયના ફૂલ હોયને એવી જ રીતે હું મારા છોકરાઓને ફૂલો માનું છું અને ફૂલોને હું મારા બાળકો માનું છું ગાર્ડનિંગના શોખની વાત કરીએ તો મને નાનપણથી જ મને ખૂબ જ મને આ બધા પ્યારા અને ક્યારાની અંદર નાના નાના છોડ મને રોપવા બહુ ગમતા અને જ્યારે જ્યારે એમાં પાંદડા આવે ડાળીઓ આવે પછી ફૂલો આવે તો તે મને જોવું બહુ જ ગમતું અમે લોકોએ હમણાં જ અમે જે જગ્યાએ જૂનું મકાન હતું તે મકાનમાં અમે રિનોવેશન કરાવ્યું પાડીને મકાન બનાવ્યું અને અમે એક નાનકડું ગાર્ડન બનાવ્યું છે બહાર મારા હોલની બહાર જ ગાર્ડન છે એટલે અમે રોજ એમાં નવા નવા પાંદડા જોઈ શકીએ પણ અમે જ્યારે રિનોવેશન કરાવ્યુંને ત્યારે મારા ઘરનાયે બધાયે અમે બધાયે વાત કરી તો હવે આપડે બધું જ કામ પૂરું થઈ ગયું હવે આપણે ટોટલી કામ થઈ ગ્યું બધું ફર્નિચર આવી ગયું છે બધી વસ્તુઓ આવી ગઈ છે કિચન સરસ થઈ ગયું છે બેડ થઈ ગયા છે કબોટ થઈ ગયા છે બધું થઈ ગ્યું છે હવે આપણે કંઈ કરવાનું નથી હવે આપણે મસ્ત મકાન થઈ ગયું ત્યારે મેં એક જ વાત મારા છોકરાઓને કરી કે ના હવે જ આપણું કામ શરૂ થાય છે તો છોકરા કે મમ્મી શું કામ હવે આપણે કરવાનું છે ત્યારે મેં એને કીધું હવે આપણે રોજ જોવાનું છે કે આપણા આજે ક્યારામાં જે આપણે છોડ વાવ્યા છે એની અંદર પાંદડા ક્યારે ક્યારે ફૂટે છે પાંદડા સુકાઈ તો નથી જાતાને એમાં ફૂલો ક્યારે આવે છે ફૂલો બરોબર ખીલે છે તો ખરાને એને ક્યાંય ખાતરની જરૂર તો નથી ને પાણી બરોબર પવાય છે ને તો મેં મારા બાળકોને કીધું કે હવે જ આપણી કામગીરી શરૂ થાય છે અને આમ અમે અમારું એક નાનકડું ગાર્ડન ઘરમાં બનાવ્યું છે અને હમણાં જ અમારે ઉનાળો ખૂબ જ આવ્યો તો અમારે તુલસીનો છોડ સાવ સુકાઈ ગયો તો મારી મેળે હું બારથી માંજર લઈ આવી મારા મમ્મીના ઘરેથી ને મે જે રેતી હતી તે રેતી મેેં તાવીથાથી મેં થોડીક ખોદી નાંખી અને પછી મેં એની અંદર તુલસીના માંજર છે એ મારા હથેળીની અંદર જ આમ મસળી અને તુલસીના માંજર મેં નાખી દીધા ત્રણ દિવસ પેહેલા જ અને પછી હવે સહેજ સહેજ એમાં પાણી બે બે છાંટા નાખું છું કેમ કે જ્યાં સુધી કૂંપળ ન ફૂટે ત્યાં સુધી બહુ પાણી વધારે પડતું થઈ જાય તોય તે સડી જાય એટલે અને હવે હું રોજ રાહ જોઉં છું સવારે જે પહેલા વહેલી ઉઠી અને હુ સીધી પહેલા ગેસ પાસે ચા બનાવા જાતી એની બદલે જ્યારે જ્યારે હું કુંડામાં જ્યારે છોડ રોપું છું ત્યારે સૌથી પહેલું કોમ હું એ જ કરું છું હું પહેલા કુંડા પાસે જાવ છું એમાંથી ડાળીઓ બહાર આવી કે નહીં પર્ણો ફુટ્યા કે નહીં અને પાંદાની નાની ડાળીઓમાં હવે ફૂલ ક્યારે આવશે તો આ માટે હું પૂરેપૂરો પ્રયત્ન કરું છું અને મને એમ લાગે છે કે બગીચાની અંદર મને હમેશા ગુલાબની બાજુમાં મોગરો અને મોગરાની બાજુમાં એલોવેરાનું વૃક્ષ રાખું છું અને વચ્ચોવચ્ચ હું તુલસીનું કૂંડું રાખું છું અને બીજા બધા કુંડાની સરખામણીમાં હું તુલસીનું કૂંડું મારે અલગ શેપનું છે અને એમાં વચ્ચે ગણપતિની મૂર્તિ છે તો આ વસ્તુ મને મારા આખા ઘરમાં સૌથી વધારે પ્રિય છે અને બગીચાની અંદર માવજત કરવામાં એટલું તો ખરું જ કે હું મારા ઘરની જે બધી વસ્તુ છે ધારો કે સુધારેલા શાકભાજી હોય તેનો જે કચરો નીકળે છે એને હું પહેલા એકદમ ભૂક્કો કરી નાખું છું સુકાઈને અને એનો ઉપયોગ હું ખાતર તરીકે કરું છું અને ચા ખાંડવાળી ચા હોય તો તે ખાતરમાં ન ચાલે એટલે હું પહેલા ચા એમ ને એમ બનાવી લઉં છું પછી ઉપરથી મારી ચામાં ખાંડ નાખું છું અને જે ગાળેલી ચા છે મોળી એ મોળી ચાનો ભૂક્કો પણ હું ગુલાબના ક્યારામાં ખાતર તરીકે હું કરું છું અને આ રીતે હું મારા કુંડાની માવજત કરું છું અને સાથે સાથે કુંડાને હું દર એકાદ મહિને હું રંગી નાખું છું ગેરુ કરીને એક માટી આવે છે એને પહેલા પાણીમાં પલાળી દવ છું અને પછી પલળી જાય એટલે મોટું એક રૂનું પૂમડું કરી અને એની અંદર બોળી અને હું એ કુંડાને લાલ કલરના રંગી દવ છું અને જ્યારે દિવાળી આવે ત્યારે આ જે રંગેલા કુંડા છે એમાં વચ્ચો વચ્ચ ગ્રીન કલર કે રેડ કલર એવી નાની નાની ડિજાઇન પણ હું મારી રીતે કરું છું સ્ટાર કે એવું બનાવું છું હાર્ટ શેપ બનાવું છું તો આમ મારું નાનકડું ગાર્ડન મને બહુ જ ગમે છે અને આ રીતે હું મારા બગીચાની જાળવણી કરું છું